ભારતમાં સ્પેશ્યલી ગુજરાતમાં લોકો ઘરે ઘરે ગણપતિ લાવે છે ઓગસ્ટ મહિનામાં અને એ ગણપતિ લાવ ગણપતિને એક આવકારો આપે છે ભગવાનને કે તે અમારા ઘરે આવો અમારી ઘરે બિરાજો અને એને દર્શન કરવા એમના પરિવારના બધા જ સભ્યો બધા ભેગા થાય છે સાથે આરતી કરે છે અને પ્રસાદનો લાભ લે છે અને એ જ્યારે ભેગા થાય છે ત્યારે એક જૂથ થાય છે એકબીજાને સમજે છે અને એક એકબીજાની ભાવનાઓને સમજે છે અને બધા સાથે હળીમળીને રહે છે અને એક યુનિટી સાથે જીવે છે તો આ છે એક માત્ર ત્યોહાર કહી શકું છું આને ગણપતિ મહોત્સવ અને ગણપતિ મહોત્સવ ઘણા લોકો બે દિવસ માટે લાવે છે ઘણા અઢી દિવસ માટે લાવે છે ઘણા સાત દિવસ માટે લાવે છે ઘણા ચૌદ દિવસ માટે લાવે છે અને આ ચૌદ દિવસ ને બાર દિવસ દસ દિવસ સાત દિવસ લાવ્યા પછી ગણપતીનું વિસર્જન કરે છે ત્યારે બધા જ ભક્તજનોના આંખોમાં હર્ષના અને દુઃખના આંસુઓ હોય છે અને એમની સાથે તેઓ એવું ઈચ્છે છે કે આવતા વર્ષે એ જલ્દી આવે અને એમના ઘરનો આનંદ વધારે રોમાંચક બનાવે